હા બોલો સર હલ્લો હા બોલો સર મારે ગુજરાતમાં ફરવા જેવી જગ્યાઓ કઈ છે ગુજરાતમાં અમદાવાદમાંથી અમદાવાદ સિટીમાંથી હા ઈન્ટ્રેસ્ટેડ છું અને શું ચાર્જ લેશો તમે હા આપો માહિતી પણ જે પાર્ટીપ્લોટવાળું છે નવરાત્રિ છે એમાં ફ્રીમાં એન્ટ્રી હોય છે કે પૈસાથી હોય છે પાસ ઓકે ના બીજી કોઈ સહાયની જરૂર નથી કોઈ સહાયની જરૂર હશે તો તમને ફોન કરીશ